આજના જમાનામાં ખબર છે કે શિક્ષણ વગર કંઈ થતું નથી શિક્ષણ હશે તો આપણા સારામાં આપણામાં સારા સંસ્કારોનું સિંચન થશે એવું નથી કે ખાલી તમ તમારા પરિવાર પાસેથી સંસ્કારો મળે જશે તો તમે જીવનમાં આગળ વધી શકશો પણ સંસ્કારની સાથે સાથે શિક્ષણને પણ એક આપણા જીવનમાં સૌથી મોટું પાયાનું સ્તર તરીકે ગણવામાં આવે છે હવે હું શિક્ષણની વાત કરું તો અત્યારે મેં બીએ બીએડ કરેલું છે અને અત્યારે હું માસ્ટર કરું છું અને મારે તો આગળ બસ એવી જ ઈચ્છા છે કે હું પીએચડી કરી અને મારા માતા પિતાનું નામ રોશન કરું એમને કંઈ વાંધો ન આવે એમનાં ઘડપણમાં એમને કંઈ મુસીબત ન આવે એવું હું ઈચ્છું છું પણ મારી ઈચ્છા એવી એ છે કે જેટલું હું ભણું છું એટલું હું મારી બહેન કે મારો ભાઈ હોય તો એ પણ ભણે તો બહુ સારું કહેવાય અત્યારે હું મારા સિસ્ટરની વાત કરું તો મારી સિસ્ટર અત્યારે ટવેલફ્થ સ્ટાન્ડર્ડમાં છે એને પણ આર્ટ્સ જ લીધું છે હવે થયું હતું એવું કે જ્યાં અને કોઈ પણ વ્યક્તિ હોય તમે એને જો પરાણે ભણાવોને તો એ કોઈ કામનું નથી એને એના રસ મુજબ એના મન મુજબ જો ભણાવવામાં આવે ને તો એ શિક્ષણ હંમેશા સારું અને એ કાયમી અને એ પોઝીટીવ વે તરફ જાય છે હવે મારી સિસ્ટર જ્યારે ટેંથમાં હતી ત્યારે અમે ટેંથનું ટેંથની એક્ઝામ પતી પછી મેં મમ્મીએ અને પપ્પાએ કહ્યું કે બેન તારે જે કરવું હોય તારા ઈચ્છાથી કરજે ઈનકેસ અમે એમ કહીશું કે તું સાયન્સ જ રાખ તો તું સાયન્સ રાખીને તારી ઈચ્છા જ નથી તારું મન જ ડાયવર્ટ નથી થવાનું તો એ કંઈ કામનું નથી એટલે પહેલાં તો સૌથી પહેલાં અમે એને એમ કહ્યું કે ઓકે તારી ઈચ્છા શેમાં છે તું શું કરવા માંગે છે એ મુજબ તું કર હો શિક્ષણ શિક્ષણ એટલે ખાલી એવું જ નહીં કે તમે ધો સ્કૂલમાં જઈને ધોરણ એકથી બાર ભણો આ કરો ફલાણું ભણો તે ભણો પણ શિક્ષણ એટલે જીવનનું સાચું શિક્ષણ કે જ્યાં તમને રસ દ્વારા હોય શિક્ષણ ખાલી સ્કૂલમાં જઈને નહીં પણ તમને કંઈ ભરતગુંથણ કરી શકો છો તમે ફેશન ડીઝાઈનિંગનું પણ કરી શકો છો તમારા મન મુજબ હવે હું મારા બેનની વાત કરું કે એને કેટલું હું શિક્ષણનું એને કહું કે તું ભણી શકે તો હું સૌથી પહેલાં હું તેને એટલું જ કહીશ તું એટલું તો શિક્ષણ પ્રાપ્ત કરજે જ કે ઈનકેસ તું આગળ ભવિષ્યમાં તું એકલી ક્યાંય ન પડે અને તને એટલું શિક્ષણ તું પ્રાપ્ત કરી લેજે કે તને ગમે એ મુશ્કેલી આવે તો આપણને કંઈ વાંધો પડે નહીં અને બાકી તો શિક્ષણમાં મારા બેનની વાત કરું તો એને હું એમ જ કહીશ કે બસ તું એટલું ભણી ગણીને આગળ વધ કે મમ્મી પપ્પાનું નામ રોશન થાય અને તને કંઈ ક્યાંય આગળ પ્રોગ પ્રોબ્લેમ ન પડે હવે હું એને એટલે કહું છું કે ઈનકેસ કોઈ વ્યક્તિ છે મા મારે તો સારું છે કે મારા ભાઈ બહેનને કંઈ પ્રોબ્લેમ નથી પણ ઘણાંય લોકોને એવું હોય કે કંઈ એને ખોડખાંપણ કે કંઈ હોય તો એ પોતાની રીતે ભણીને આગળ વધે તો એ પોતાની રીતે એક એ ઈચ્છે એ મુજબ એ રસ્તા ઉપર જઈ શકે કે એને શું કરવું શું નહીં તો તેના માટે એ સારું કહેવાય તો હું મારી બહેન માટે એટલું જ અને હું કહીશ તું એટલું ભણ કે તને ક્યાંય પ્રોબ્લેમ ન પડે હા એટલું જરૂર કહીશ કે તું પીએચડી કરી લે તું જેટલું ભણવાનું છે એટલું ભણી લે અત્યારે જો હું વાત કરું તો હું માસ્ટર્સ કરું છું અત્યારે તો સાથે હું નેટની એક્ઝામનું પણ તૈયારી કરું છું હવે ઘણી વાર એવું થાય છે કે મારા મેથ્સના ક્વેસ્ચન આવતા હોય છે ને મને મેથ્સ ગમતું નથી પણ એ મારા મેથ્સના ક્વેસ્ચન હોયને એને એ સોલ્વ કરી દે છે તો અત્યારથી હું એને એવું કહું છું તું એવો ગોલ રાખ કે નક્કી જ હોય કે મારે આગળ જતા આ કરવું છે તો તું અત્યારથી ફોકસ કરીશ તો તને કોઈ પ્રોબ્લેમ પડશે નહીં તો આવી રીતે ઘણાંય ક્વેસ્ચન મને મેથ્સના નથી આવડતા તો એને ફાવે છે તો ઓફકોર્સ એને એમ કહીશ કે તું એટલા ક્વેસ્ચન તો તું જરૂરથી કર કે આગળ જતા કામ આવે હવે ઈનકેસ હું મારા ફ્યુચરની વાત કરું તો હું હવે એક બેન અમે હું અને મારી સિસ્ટર અમે બે બહેનો જ છીએ એ હવે અફકોર્સ આપણને પ્રશ્ન થાય કે આ એક ઉંમર પછી છોકરીઓને પણ લગ્ન કરી અને અન્ય જગ્યાએ જવું પડતું હોય છે તો મને ઘણી વખત એ ચિંતા રહે કે હું અને બેન બંને લગ્ન પછી કર્યા પછી ક્યાંય જતાં રહીશું તો મમ્મી પપ્પાનું શું થશે ઓકે હવે હું મોટી છું પણ બેન એટલું શિક્ષણ પ્રાપ્ત કરેલું હશે તો મમ્મી અને પપ્પાનું એ ધ્યાન રાખી શકશે અને હું મારા ફેમિલીની વાત કરું તો પહેલાંના સમયમાં તો શું હતું કે છોકરીઓ અઢાર વરસની માંડ થાય અઢાર તો શું સોળ થાય ત્યાં એનાં લગ્ન કરાવી દેતા પણ મારા ફેમિલીમાં એવું નથી હું આજ સુધી મને એવું કોઈ નથી કહ્યું કે તું લગ્ન કરી લે ફટાફટ અને તું તારા જીવનમાં આગળ વધી જા એટલે હું મારી બહેનને પણ એ જ કહું કે તું યોગ્ય રીતે ભણજે અને એ ક્યારે થાય કે આપડા ફેમિલી બેગ્રાઉન્ડ સારું હોય મારા મમ્મી અને પપ્પા છે એ બંને પણ ગ્રેજ્યુએટ છે એ મુજબ એમનો પણ એ હોય છે કે હું અને મારી બહેન સારું એવું ભણીએ સારું એવું કમાવીએ અને ક્યાંય અમને પ્રોબ્લેમ આગળ જતા ન પડે તો હું બેનને એટલું જ કહીશ કે બસ એ સારું એટલું ભણે એ પીએચડી કરે કે એનું બધું નામ રોશન થઈ જાય